હલ્લો યસ આઈ એમ પ્રિન્સિપલ અખીલ અદાણી હા હા બોલો બોલો કેટલામાં ધોરણમાં છે પેલા મને થોડી ડીટેલ આપો હા છે ને ઓગણત્રીસ બરાબર હા હા હા કેટલા દિવસ માટેની તમારે રજા જોઈએ છે હ ઓકે ચાર દિવસ માટે ની રજા જોઈએ છે જો રાજના મમ્મી બરાબર મારે તમને કેવાનું એ હતુ કે છોકરા ને ભલે રજા જોતી હોય આ અમારે બધુ શું છે પછી એક્ઝામ ને બધું આવે છે તો ઘરે હમણા થોડી મેહનત કરાવજો બરાબર એક્ઝામમાંથી આવે થોડું બધું માથે આવી જાય એને એ પછી એક્ઝામમાં બધું થોડુંક પ્રોબ્લેમ આવે એના કરતાં થોડી મેહનત ઓકે ઓકે અને કયા કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે રજા જોઈએ છે દસ દસ મહિનો કયો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઓકે દસ ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર બરાબર ભલે ભલે રજા ગ્રાન્ટ કરી આપીશ તમે એક લીવ રિપોર્ટ છે ને કાલે એમની જોડે મોકલી આપજો ઓકે ઓકે થેન્ક્યુ જય હિન્દ